રાજ્યમાં રમતગમતને વિકાસ અથવા પ્રોત્સાહન માટે બહુ બધા લોકો છે કે જે એ લોકોની મદદ કરી રહ્યા છે જે રીતે આપણે લઈ શકીએ કે એસ્ટ્રલ લિમિટેડ કે જે એસ્ટર પાઇપવાળા છે કે જે એક ટાઈમ પર ધોનીની ટીમ એટલે કે સીએસકેને પણ સપોર્ટ કરતા હતા એ લોકોને એ લોકોના પ્લેયર્સને ફંડ આપતા હતા એ લોકોનું બેજિંગ કરાવતા હતા ટી શર્ટ પર પછી ઈક્વી ઈક્વેટસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે પછી આપણું ગુજરાતનું ગુજરાત ટાઈટન્સ છે એથરનું એથર બાઈક્સનું એથર એનર્જી છે પછી ગુજરાત ટાઈટન્સ અલગ અલગ કીટ પણ વેચે છે કે જે રાજ્યના રાજ્યના આપણે પ્રોત્સાહન આપણે સમર્થન આપી શકીએ એના માટે એવું બહું બધી અલગ અલગ વસ્તુ છે કે જેનાથી આપણો રાજ્યમાં અલગ અલગ રીતે સમર્થન અપાય છે અને એ આગળ જઈને આપણને કંઈને કંઈ રીતે ઉપયોગ આવે છે